મારો છેલ્લો પ્રવાસ માઉન્ટ આબુ હતો એના અનુભવની વાત કરું તો અમે જ્યારે હું નવમા ધોરણમાં અભ્યાસ કરતો તો ત્યારે સ્કૂલ તપ પ્રવાસ ગયો હતો માઉન્ટ આબુ રાજસ્થાન એ બધાયનો એટલે અમુક ગુજરાતના સ્થળો હતા અમુક રાજસ્થાનના સ્થળો હતા એવી રીતના સ્કૂલ પ્રવાસ ગયો હતો એની પહેલાં ઘણાય સમય પહેલાં જ્યારે હું છઠ્ઠા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે પણ ગયો હતો ત્યારે ગુજરાતના અલગ અલગ તે બધાય અનુભવ વિષે વાત કરું તો અનુભવ વિષે હું તમને જણાવું તો એ જ્યારે જે અનુભવ હતો એનો વર્ણન કરવા માટે શબ્દો નથી આહ્લાદક રોમાંચક અમે બધા એક વિધાર્થીઓ એક સાથે મોજ મસ્તી ગાતા નાચતા જલસા કરતાં કરતાં અમે પ્રવાસમાં ગયા હતા બસ હતી એટલે અમુક વિધાર્થીઓ બધા સાથે હતા એટલે બસ અમે આનાથી રાત્રે બાર વાગે પ્રસ્થાન કરેલું પ્રવાસ માટે પહેલું સ્થળ તો અમદાવાદનું કાંકરિયા તળાવ એટલે અમે તમે અમે લોકોને ગયા સવારે સવારે ગયા એટલે જારે ખુલવાનો ટાઇમ હતો ત્યારે એટલે અમે ટિકિટ લીધી સ્ટુડન્ટ માટે લગભગ ત્યારે ફ્રી હતી એવું પક્ષ હતું એવું બધું ફ્રી હતું એટલે અમે ત્યાં ગયા અંદર ઝૂની વિઝિટ કરી ઝૂમાં અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ અજગર સાપને કેટલી બધી પ્રજાતિ સફેદ વાઘ શિયાળ વરુ સિંહ એટલા બધા કોઈ દીવસ આમ નજીકથી જોયા ન હોય તમે જેમ લાગે આમાં આ પેલી સાઇડ છે અને આ એટલો વચમાં ખાલી એક જાળીનું જ અંતર હતું એટલા બધા નજીકથી અમે ક્યારે પણ આવી રીતના અમે કઈ જોયેલું ન હોતું મિન્સ કે મેં થોડાક આગળ ગયા એટલે ત્યાં કાંકરિયા તળાવ છે જે કાંકરિયા તળાવ ટુંકમાં એસબીઆઇનો જે લોગો છે એના ઉપરથી ઇન્સપાયર ટુંકમાં છે એસબીઆઇનો લોગો આની ઉપરથી ઇન્સપાયર છે એવું કહી શકાય તમે કાંકરિયા તળાવમાં અમે બોટિંગ કરી ફર્યા જલસા કર્યા પછી થોડાક આગળ ગયા એટલે કાંકરિયા તળાવમાં રાઈડ્સ હતી અલગ અલગ રાયડિંગ હિંચકા ચકડોળ એવું બધી નોનમ વીરો ત્યાંથી અમે બપોરનું ભોજન કરીને અમે ગાંધીનગર રવાના થયા ગાંધીનગર અક્ષરધામ ત્યાં અમે અમારી બસ પાર્ક કરી અમે લોકો અંદર ગયા ગાંધીનગર અંદર જોયું અક્ષરધામનો વિસ્તૃત માહિતી કરી તે શું છે બધુંય અને અક્ષરધામની સિક્યોરિટી અને સુરક્ષા તો એ અવ્વલ નંબરની હતી તમારે કોઈ પણ પ્રકારની કાંઈ ના થઈ શકે એવું અમુક સમયના અમુક સમય પહેલાં થયેલા હુમલા બાદ અંદર અમે ગયા સ્વામિનારાયણનું આખું ચલચિત્ર જે જીવનચિત્ર ચલચિત્ર ઉપર બતાવામાં આવ્યું ત્યાં પછી ગિરનારી ખિચડી હતી એકદમ બહુ સ્વાદિષ્ટ હતી ત્યાંથી અમે લોકો રવાના થયા માઉન્ટ આબુ માઉન્ટ આબુ અમે અંતે ગયા એટલે ઠંડીનો સમય હતો શિયાળાનો એટલે માઉન્ટ આબુ ઉપર ગયા રાત્રે રોકાણ કર્યું બીજે દિવસે સવારે માઉન્ટ આબુ ઉપર ગયા બધેય સ્થળો ફર્યા આ તે ચલ એકદમ મોજ મસ્તી સાથે ફર્યા નક્કી તળાવ જે શિયાળામાં નક્કી તળાવ એકદમ જામ થઈ ગયું પછી અમે નક્કી તળાવમાં આજુબાજુ વિઝિટ કરી આજુબાજુ ગયા એના મને તો એક પર્સનલી અંગત અનુભવ કહુને તો ત્યાંની અનાનસની ચાટ બહુ પ્રખ્યાત જે મને ખૂબ જ ભાવેલી પ્લસ અમે થોડીક વસ્તુની ખરીદી પણ કરી પછી ત્યાંથી અમે બે દિવસ માઉન્ટ આબુ ઉપર રહ્યા ત્યાંથી ધીમે ધીમે બધું અમુક બધા સ્થળો જોતાં ફરતાં અમે પાછા આવી ગયા અને અવે અમે પાછા વહ્યા ગયા પછી આનંદ એકદમ અવ્વલ નંબરનો હતો એકદમ રોમાંચક અનુભવ હતો જે જિંદગીના અમુક ખાસ પળો તમે ગણી શકો એ કય શકાય હવે અમે થોડા સમય પછી પ્રવાસનું આયોજન કરી રહ્યા છે જે દક્ષિણ ભારત વિશે વિચારી રહ્યા છે દક્ષિણ ભારતના બધાય અમુક અમુક ધાર્મિક જે બધા સ્થળો છે તેમની મુલાકાત કરવાનું વિચારી રહ્યા છીએ